કાજુકતરી રસ મલાઈ લડ્ડુ ચમચમ બેસન લડ્ડુ બાસુંદી બરફી ગુલાબ જાંબુ જલેબી લસ્સી મિલ્ક પેંડા ફાલૂદા નાન ખટાઈ મૈસુર પાક સોન પાપડી મોદક કુલ્ફી રબડી ખોયા શ્રીખંડ ખાજા બુંદી મુરબ્બો